ખાણાંની વાત કરું તો આજકાલ ખાણામાં ટેસ્ટી ખાણું વધારે પસંદ છે કારણ કે અત્યારે ફાસ્ટફૂડનું ફાસ્ટફૂડની જનરેશન કહેવાય તો એ ફાસ્ટફૂડ અત્યારે લોકો ખૂબ ખાઈ રહ્યા છે જે મને પણ ભાવે છે પણ એ ફાસ્ટફૂડની અંદર જેમકે ઘણા મસાલાઓ પણ વપરાય છે એ એક મસાલા મસાલા ખૂબ ખુબ ઘણા મસાલા એવા છે જે નળતરરૂપ છે શરીર માટે અને ઘણા મસાલાઓ એવા છે જે આપણા સ્વાસ્થ્ય માટે સારા છે પરંતુ ખાસ વાનગીઓમાં જો હું વાત કરું તો જેમકે ઢોંસા છે પાઉંભાજી ત્યારબાદ ભજીયા છે આવી બધી અલગ અલગ વાનગીઓ જે છે એમાં મસાલાનો ભરપૂર પણે પ્રણ ઉપયોગ થાય છે પરંતુ જે મીઠાઈવાળી વાનગીઓ છે જેમકે મોહનથાળ છે અડદિયા છે ત્યાર બાદ અલગ અલગ જેમકે લિક્વીડની વાત કરું તો કેરીનો રસ છે શ્રીખંડ છે ત્યારબાદ બાસુંદી છે આવી બધી વસ્તુઓમાં અત્યારે ખાંડનું પ્રમાણ વધારે ઉપયોગમાં થઈ રહ્યું છે ત્યારબાદ વાત કરું તો આ આ દરેક વસ્તુઓ મને ખૂબ ભાવે છે પણ આ વસ્તુઓમાં અમુક ઘટકો અમુક માત્રામાં જ વપરાય છે જેમકે આપણે બાસુંદી હોય તો એમાં પૂરતા પ્રમાણમાં જ ખાંડ ઉમેરવી એવું બધુ અલગ અલગ હોય છે ત્યારબાદ કોઈ ટેસ્ટી વસ્તુ છે જેમ કે કોઈ ઢોંસાજની વાત કરીએ તો એમાં બધું જ જેમકે તીખું પણ એટલું માપનું હોય છે મીઠું આપણે ખારું પણ એટલું માપનું નાખવાનું હોય છે અને ખાટું લીંબુ પણ એટલું માપનું નાખવાનું જો એ ત્રણેમાંથી જો કાંઈ વધી જાય કે ઘટી જાય તો પ્રોબલમ પડે છે આવી રીતે ખાણાંમાં આવી અલગ અલગ વાનગીઓથી બને છે